હું આ શ્રેણીઓમાંથી વધુ ઓર્ડર કરવા માટે થોડા નવા પસંદ કરીશ ઈટાલિયન ખાદ્ય પદાર્થ તેને આ અરબીએટા સ્થાન અમદાવાદ ગુજરાત રેસ્ટોરન્ટના ઈટાલિયન રોલ મેક્સીકન ખાદ્ય પદાર્થ કેસાબીલા સ્થાન અમદાવાદ ગુજરાત રેસ્ટોરન્ટના મેક્સીકન મિલાજ ચાઈનીઝ ખાદ્ય પદાર્થ ચિલ્લી પનીર સ્થાન અમદાવાદ ગુજરાત રેસ્ટોરન્ટનું નામ નીલ ગાર્ડન ઈન્ડિયન ખાદ્ય પદાર્થ વિથ બટર ચિકન સ્થાન અમદાવાદ ગુજરાત રેસ્ટોરન્ટનું નામ જેકા ઈન્ડિયન કયુસીન આ ઓર્ડર પણ મારા નજીકની મનપસંદ રેસ્ટોરન્ટમાંથી કરવામાં આવશે